પાણીને શુદ્ધ કરવા હાલમાં અમે આરો સીસતમ વસાવી છે અને એ એ દ્વારા અમે શુદ્ધ કરેલું પાણી પીએ છીએ પરંતુ જ્યારે અમારી પાસે આરો સીસ્ટમ નહોતી ત્યારે અમે લોકો એક મોટા તપેલામાં પાણી લઈએ તેમાં ફટકડી નાખતાં અને પછી પાણી રહેવા દેતાં અને પછી ઉપરથી પાણીને ફરીથી ગાળી અને પછી માટલામાં ગાળી લેતા બસ આ રીતે અમે લોકો પાણીને ગાળવા અને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરતાં ત્યાર બાદ ઘણી વખત એવું પણ બનતું કે જ્યારે ખૂબ જ પાણીજન્ય રોગો ફેલાતા ત્યારે અમે પાણીને પહેલાં ફટકડી દ્વારા શુદ્ધ કરતાં અને પછી તે પાણીને પાછી ઉકાળવા મૂકતાં ઉકાળીને ઠંડુ કરીને પછી તેને માટલામાં ભરતાં અને આ રીતે પણ અમે પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા કરતા હતાં